ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં જેમાં ચિત્રકળા શિલ્પકળા કાપડ માટીકામ જેવી વિવિધ કળાઓ હસ્તકળાઓ ખૂબ જ વિકસિત છે જેમાં હસ્તકળા માટીકામ તે નાના ધોરણેના એટલે કે સિનિયર કેજી ધોરણ એક ધોરણ બે જેવી વયનાં બાળકો જે ચાર વરસથી લઈને સાત વરસ સુધીની વયમાં સમાવેશ થાય છે તેવા બાળકો માટે પણ હસ્તકળા જે છે માટીકામ છે તેવી વિવિધ કળાઓ તેઓ માટે ખૂબ જ જરૂરી છે નાના બાળકો સાથે જ્યારે કામ લેતાં હોઈએ છીએ ત્યારે તે લોકોને માટીકામ તો માટી કામ તો ખૂબ જ એ લોકોની અગત્યની પ્રવૃત્તિ છે માટીકામ કરાવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોના જે હાથના સ્નાયુઓ છે તેઓની આંગળીઓ છે તેનો વિકાસ સારી રીતે થઈ શકે માટીકામમાં કરાવામાં આવતા અલગ અલગ જે નમુનાઓ છે શાકભાજીઓ છે ફળ છે

જે વસ્તુઓ છે તેને કલ્પના કરીને પણ તેઓ લોકો સારી રીતે માટીકામમાંથી સરસ નમુનાઓ તૈયાર કરી શકે છે હસ્તકલા પણ સુરતમાં ખૂબ જ સારી રીતે વિકસી રહ્યું છે ઘરમાં રહેનારી જે સ્ત્રીઓ છે જે બહાર જઈને જોબ નથી કરી શકતી કે વધુ શિક્ષિત નથી તેવી સ્ત્રીઓ પોતાની હસ્તકલા પણ અલગ અલગ રીતે કરીને ઘણી પગભર થઈ શકી છે રોજગારી મેળવી લે છે માટીકામ એક એવી કલા છે જે બાળકોની માનસિક સ્થિતિને પણ ખૂબ જ પ્રફુલ્લિત કરી શકે છે આ વયમાં તો ફક્ત બાળકો જ નહીં પરંતુ મોટી વયનાં પણ લોકો હોય છે તે પણ માટીકામ છે હસ્તકામ છે ચિત્રકામ છે આ બધી વસ્તુઓને ખૂબ જ સારી રીતે કરીને તેઓના માઇન્ડને ખૂબ જ સારી રીતે સેટ કરી શકે છે જ્યારે પણ તમે માઇન્ડ તમારું ડિપ્રેસ હોય છે તમે ખૂબ ચિંતિત હોવ છો તો આ વસ્તુઓ જે છે ચિત્રકળા છે માટીકામ છે હસ્તકળા છે તેના દ્વારા તમારા માઇન્ડને તમે એકદમ જ ફ્રેશ કરી શકો છો તમારી કંઇક અંદરની નવીનતા તમે આ કલાઓ દ્વારા બહાર લાવી શકો છો આ કલાઓ સૌથી સુંદર છે કાપડ માટીકામ હસ્તકલા ચિત્રકલા શિલ્પ કળા જેવી કળાઓનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો ઘણા લોકોનું પ્રોફેસન છે ઘણાં લોકો આવી બધી કળાઓથી ઘણી ફેમેલીને મદદ પણ કરતાં હોય છે કે તેઓનો આ એક કમાવવા માટેનું સાધન પણ બની જતું હોય છે તો આ એક એવી કળા છે જે ગુજરાતમાં જોવા મળે છે ગુજરાતમાં ઘણી જગ્યાઓએ આ કળાઓ તમને ઠેર ઠેર જોવા મળે છે અને એ કળાઓ પણ ખેરખર ખૂબ જ અદભૂત રીતે રચાયેલી હોય છે માટીકામ હસ્તકામ ચિત્રકામ તે બધું તો દરેક સ્કૂલોમાં પણ અવેલેબલ હોય છે બાળકો માટે અને બાળકો ખૂબ જ ઇન્ટરેસ્ટથી અઠવાડિયામાં આવતા તાસમાં આની રાહ જોઈ રહ્યાં હોય છે